ગયા ઉનાળુ વેકેશન માણવા માટે અમે એક અજાણ્યા શહેરમાં ગયા હતા એરપોર્ટ પર ઉતરતાંની સાથે જ શહેર અજાણ્યું હોવાથી અમે ઑનલાઇન કૅબ બૂક કરી હતી અમારા સદનસીબે અમારી કૅબના ડ્રાઇવરનું વર્તન ખૂબ જ સારું હતું તેણે એરપોર્ટથી હોટલ સુધી આવતાં તમામ સ્થળો વિશે અમને જાણકારી આપી તેણે શહેર વિશે પણ અમને સમજાવ્યું અને શહેરમાં જોવાલાયક બીજા સ્થળોની માહિતી પણ તેણે અમને આપી તેણે ખૂબ જ યોગ્ય સમયે અને સુરક્ષિત રીતે અમને અમારી હોટેલ પર ઉતાર્યા ઉતરતી વખતે અમે તેનો ખૂબ જ આભાર માન્યો તેના વર્તનને પણ અમે ખૂબ જ બિરદાવ્યું અને ઍપ પર તેના માટે ખૂબ જ સારા રિવ્યૂ અને રેટિંગ પણ આપ્યા